મને પ્રવાસ કરવો ખૂબ જ ગમે છે હું સૌપ્રથમ નવમાં ધોરણમાં હતો તે સમયે અમે પ્રવાસમાં ગયા હતા તે સમયે ચાર વાગે સવારના અમે નીકળ્યા હતા રાજેસથાન માટે તેમજ ત્યાં અમને ખૂબ જ ઠંડી લાગી હતી તેમજ અમે ત્યાં જયપુરમાં ગયા હતા કુંભલ ગઢમાં ગયા હતા વગેરે વગેરે અન્ય સ્થાનો ઉપર ગયા તા ત્યાં અમને ખૂબ જ મજા આવી હતી અમે રોકાયા હતા જયપુરની અંદર રોકાયા હતા તેમજ અમે ત્યાં ખૂબ જ મજા માણી હતી તેમાં અમે રણુજા પણ ગયા હતા પોખરણ પણ ગયા હતા જેસલમેર પણ ગયા હતા હલ્દી ઘાટી પણ ગયા હતા દીવ દમણમાં પણ ગયા તા અમે ત્યાં ખૂબ જ સારી મજા આવી ગઈ હતી ત્યાં અમે અલગ અલગ સ્થાનોએ ફર્યા હતા તેમજ ત્યાં અલગ અલગ જગ્યા ઉપર ગયા હતા ઉત્તર ગુજરાત બાજુ ગયા હતા તેમાં અમે અમે અલગ અલગ સ્થા સ્થાનો પર બઉ ખૂબ જ મજા આવી હતી તેમાં